અમારી સંસ્કૃતિમાં ચિત્ર કલાથી લઈ અને રસોઈ સુધીની વિવિધ કલાઓ ખાસ માનવામાં આવે છે જેમકે હાથવણાટ ભરતગૂંથણ સિલાઈકામ નૃત્યકલા ગાઈકી સંગીત વાજિંત્રો વગાડવા ચામ્રકલા મતલ ચામડામાંથી અલગ અલગ વસ્તુઓ બનાવવી તેમજ રસોઈ બનાવવાને પણ એક કલા જ ગણવામાં આવે છે ગુજરાતની ખાસ કલાઓમાં વણાટકામ અને બાંધણી બનાવવી આ બે ખાસ છે ગુજરાતની બાંધણી ની લોકો ઘરે બનાવે છે સ્ત્રીઓને નાનપણથી જ એ રીતે ટ્રેન કરવામાં આવે છે કે તે લોકોને ભરતગૂંથણ છે વણાટકામ છે તે પછી નાનું મોનું નાનું મોટું ચિત્રકામ છે એ બધું પહેલેથી જ આવડતું હોય છે અમુક ગામડા ગા નાના ગામની ગામના વિસ્તારોમાં તેઓને લીંપણ કરતાં પણ શીખવવામાં આવે છે અને લીંપણ ઉપર જુદા જુદા ચિત્રો બનાવવા કે જેનાથી ઘરનું સુશોભન વધે તે પણ એક કલા તરીકે જ ગણવામાં આવે છે અને એ પણ ખૂબ ઉપયોગી અને કદાચ આ જ ગુજરાતનાં જ અમુક ચોકક્સ વિસ્તારોમાં જોવા મળતી કલા છે અમુક ચોકક્સ પ્રકારના ચિત્ર કે પછી અમુક ચોક ચોક્કસ પ્રકારનું કાપડ ચોક્કસ પ્રકારનું ભરતગૂંથણ એ આ ક્ષેત્રમાં જોવા મળે છે અમુક શહેરો કે અમુક વધુ પડતા ગામડા ગામડાઓમાં કલા નું મહત્ત્વ ખૂબ જ હોય છે દીકરીઓને નાનપણથી જ આ વસ્તુ વારસાગત મળે છે તેની મમ્મીને આવડતું હોય અને તે નવરાશના સમયમાં તેને ભરતગૂંથણ કરતાં શીખવે છે કે પછી ચિત્ર કરતાં કે પછી રસોઈ કરતાં શીખવે છે અને આ બધું ગુજરાતી દીકરીઓના લોહીમાં છે એમ પણ કહેવામાં આવે છે બીજું એમ પણ કહેવાય છે કે જે દીકરીઓ રસોઈમાં સારી હોય છે કે પછી એના ચિત્ર સારા હોય છે કે પછી ભરતગૂંથણનું કામ સારું આવડતું હોય છે મતલબ કે જેમ જેટલી કલાઓ સારી આવતી હોય તેને એ પોતાના લગ્ન સમયે એ એટલું જ કામ આવે છે ગામડા સાઇડ એક રિવાજ બની ગયો છે કે દીકરીઓ જ્યારે સાસરે જાય છે ત્યારે તેની સાથે કરિયાવર લઈ જાયે છે તો આ કરિયાવરમાં મોટા ભાગની વસ્તુઓ તેણે જાતે બનાવેલી હોય છે જેમકે તોરણ છે ચાકડા છે ગોદડા છે પોતાના અમુક કપડા છે આ બધું તે પોતાની રીતે બનાવે છે સિલાઈકામ શીખતી દીકરીઓ લગભગ પોતાના વસ્ત્રો છે એ પોતે પોતે બનાવે તેવો લોકો આગ્રહ રાખે છે અને તેઓ કરી પણ લે છે બીજી વાત રહી તોરણની કે વણાટ કામની તો એ પણ લગ્ન પહેલાં પણ એટલું કામ આવે છે અને લગ્ન પછી પણ જેને આપણે ગૃહ ઉદ્યોગ તરીકે ઓળખીએ છીએ તે ચલાવવા માટે અને તેમાં કામ કરવા માટે કલા એ ખૂબ મહત્ત્વની છે અને ગુજરાતમાં આવા નાના મોટા ઘણી ઘણી જગ્યાઓ છે ઘણા ગૃહ ઉદ્યોગો છે કે જેમાં સ્ત્રીઓ અને પુરુષો પણ આવી જુદી જુદી કલાઓનું પો પોતાની અંદર જ રહેલી હોય છે તેનું એક્જામ્પલ આપે છે ઉદાહરણ આપે છે અને તેમાં કામ કરે છે મોટા ભાગે આ કલા એ સ્ત્રીઓ સાથે સંકળાયેલી હોય છે પણ આજના સમયમાં પુરુષો પણ સરખી જ રીતે સમાન પણ એમાં ભાગરૂપ બને છે પુરુષો પણ નૃત્યોમાં એટ શાસ્ત્રીય નૃત્ય કે સંગીતમાં એટલા જ નિષ્ણાંત હોય છે જેટલી સ્ત્રીઓ હોય છે તેઓ પણ સિલાઈકામ કે વણાટકામ કે ચિત્ર એટલું જ સારી રીતે કરી શકે છે જેટલું કોઈ સ્ત્રી કરી શકે અને એમ અત્યારે એમ પણ કહી શકાય કે ચિત્રકલામાં જે મોટા નામો છે તે લગભગ પુરુષોના જ છે પહેલાં આ વસ્તુ ફક્ત સ્ત્રીઓ પૂરતી સીમિત હતી અને પુરુષોએ ભગવાનની સેવા પૂજા કરવી કે બહારનું કામકાજ કરવું તેની સાથે આ બધું સંકળાયેલું હતું પણ હવે એવું કંઈ જ રહ્યું નથી સંસ્કૃતિમાં પણ એવું છે કે કૃષ્ણ જે વાંસળી વગાડતા તો એના એને એક એને એક આદર્શ માનીને ઘણા ખરા પુરુષો પણ વાજીંત્રો વગાડતા શીખે છે ગોપીઓ રાસ લેતી એને જોઈને પણ ગોપીઓ લેતી તો ગોવાળો શું કામે નહીં આ એક વિચારધારાથી પણ છોકરાઓ નૃત્ય શીખે છે અને શાસ્ત્રીય નૃત્ય છોકરીઓની જેટલું જ સારી રીતે અને ચોકસાઈપૂર્વક છોકરાઓ પણ આજે કરે છે તો આ એક વસ્તુ છે કે સંસ્કૃતિમાં છે અને આજે આપણે સમાજમાં પણ દેખાઈ આવે છે